હા મનોજભૈ વાત કરો છો સ્વીટ ઍન્ડ હોલસેલર ઓકે અ મને તમારો નંબર મળ્યો છે મનોજભૈ આજે છે ને મારા વાઇફનો જન્મદિવસ છે અને મને થોડુંક તમારે ત્યાં ઑર્ડર આપવું છે તો શું હૉલસેલમાં તમારે ત્યાંથી વસ્તુઓ મળી રહેશે ઓકે તો મારે છે ને બાસુંદી અને ઢોકળાનું ઑર્ડર આપવું છે હા તો એ આજે રાત્રે અવેલેબલ થઇ શકશે હવે ઍક્ચુઅલિમાં જન્મદિવસનું છે જન્મદિવસનું છે પરંતુ આજે સો એક જેટલાં લોકો આવવાનાં છે મારા ફૅમિલી મેમ્બર છે મારા ઑફિસના સ્ટાફ છે એ બધાં થઈને કમ સે કમ સો એકસો વીસ જેવાં લોકો છે એકસો વીસ લોકોનું આટલું તૈયાર થઇ શકશે આજે અમારે પાર્ટી સા સ્ટાર્ટ થશે સાત વાગે તો સાડા સાત સુધી તમે મોકલાવી દો તો આઠ વાગે બધા શું કહેવાય જમી બમીને નીકળવું હોય તો નીકળી શકે બહાર જવું હોય કોઇને તો જઈ શકે છે અરે યાર ડિલીવરી નહીં આપી શકો તમે ઍક્ચુઅલિમાં છે ને અમારા ઘરે આ અરજન્ટમાં પ્લાનિંગ થયું છે અમે લોકો આટલું મોટું ફંક્શન કરવાના નહોતા પણ ઘરનાઓનાં કહેવા પ્રમાણે બધાને ઓર્ડર અપાઇ અ બધાને ઇન્વિટેશન અપાઈ ગયું છે અને બધાં મહેમાનો આજે આવવાનાં છે અને હું પણ એનામાં વ્યસ્ત છું અને મારાં ફેમિલી મેમ્બર પણ એનામાં વ્યસ્ત છે બધા તૈયારીઓમાં લાગ્યા છે તો કદાચ તમારા ત્યાંથી કોઈ ડિલીવરી કરવા આવતું હોય તો હું એને જે પે હશે એ હું પે કરી દઇશ પેમૅન્ટ એમનું આવવા જવાનું ઓકે તો વાંધો નહીં હું આવવા જવાનો બંનેનો ચાર્જ કરી દઈશ જો કદાચ કોઈ આવતું હોય તો

નવથી દશ કિલો રબડી ઓકે અને ઢોકળામાં દશ કિલો ઢોકળા જોઇશે ઓકે હા બરાબર અને એનું ઓકે પણ મનોજભૈ મને એકવાર આ રબડીનું અને ઢોકળાનું કૉસ્ટ કેટલું થશે એ મને કહી દો ને કિલોનો અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે અને હું હોલસૅલમાં લઉં હોલસૅલ લઉં તો મને કોઇ સાહેબ ફાયદો બાયદો થશે ઓકે

ઓકે તો હું હોલસેલમાં લઉં તો મને ડિસ્કાઉન્ટ ઓકે ઓકે તો તમે નવ નવ કિલો કીધું ને બંને ઢોકળા અને રબડી બંને નવ નવ કિલો કીધું ને ઓકે ઓકે આપ એક કામ કરો ને દશ કિલો રબડી અને દશ કિલો ઢોકળા ફાઈનલ કરી દો આપણે બહેરામપુરા મોકલવાનું છે બહેરામરા પોસ્ટ ઑફિસ છે એની બાજુમાં ત્યાં આવીને આજ મારું કૉન્ટેક્ટ નંબર છે એટલે જે પણ ડિલીવરી માટે આવે પ્રેમભૈ નામ છે મારું અને જે પણ ડિલીવરી માટે આવે એમને આ કૉન્ટેક્ટ નંબર આપી દેજો જો બહાર આવશે તો હું માણસો મોકલી દઈશ એટલે એ લોકો લઇ લેશે અને પેમૅન્ટ ત્યાં બાકીનું કરી દઇશું હા ગૂગલ પેમેન્ટ વગેરેનો યુઝ કરું છું ઓકે ઓકે ઓકે વાંધો નહીં હું તમને બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું અને ઢોકળાંનું જરા થોડું જોઈ લેજો ઢોકળાં કઈ રીતે બનશે ઓકે ઓકે ઓકે બસ એ જ કહેવું હતું કે તેલ વગેરેની ક્વૉલિટી સારી વાપરજો અને વધુ એક જ વારમાં એક જ તેલમાં ઘણી વાર તળતાં ના એ જ અમારે તમને કહેવું હતું બસ ઓકે સરસ જો આ વખતે મને તમારી સર્વિસ સારી લાગશે તો હું દર વખતે મારા ઘરના પ્રસંગોમાં હું તમને જ ઑર્ડર આપીશ મનોજભૈ ચોક્કસ બરાબર તો તમે ટ્રાય કરજો હા હું તમને જી પે કરી દઉં છું અને તમે ટ્રાય કરજો કે સાડા સાત વાગ્યા સુધી ડિલીવરી મને થઇ જાય બધું ઓકે સારું ચાલો મનોજભૈ થેન્ક યુ